ગુજરાતી ભાષા એ અમારી માતૃભાષા છે અને ગુજરાતી ભાષા એ જ અમારી ઓળખ છે કોઈ પણ વ્યક્તિ અમની બોલ ચાલ અમારી રહેણી કરણી અમારી ખાણી પીણી પરથી કહી શકે કે અમે ગુજરાતી છીએ એટલે હું તો એમ જ કહીશ ગુજરાતી એ જ અમારી ઓળખ છે અને એના ઉપર અમારો ખૂબ સારો પ્રભાવ છે ગુજરાતી ભાષા પર